જુઓ ઘરે તો આપણે બધા મમ્મીના હાથનું ખાતા જ હોઈએ છીએ પણ ક્યારેક છે ને અઠવાડિયામાં પંદર દિવસમાં કે મહિનામાં એક બે વાર તો છે ને બહારનું ખાવાનું ખાવું જ જોઈએ બહારનું જે ટેસ્ટ છે ને એ ઘરમાં મળતો નથી એ શેફ્સ ખબર નહીં શું એટલા મસાલા ને કેવી રીતના બનાવે છે ને એવું આપણે બનાવવાનો ટ્રાય કરીએ ને રેસ્ટોરન્ટ કે ઢાબા જેવું બનતું જ નથી એ લોકોના હાથમાં જાદુ છે અને એ જે ગાર્નિશિંગ કરેલી પ્લેટ્સ આવે હમ યમ્મી એક નંબર હોં મને તો છે ને ફાઇવ સ્ટાર હોટલ કરતાં છે ને જે નાના મોટા ઢાબા હોય ઢાબા એના પર બહુ ખાવાનું મજા આવે છે જે ઢાબાનું જે પંજાબી શાક હોય એમાં લસ્સી મળી હોય નાન કે તંદૂરની રોટી કે પછી મને તો કોરી રોટી પણ બહુ ભાવે છે એમાં છોકરીઓ છે એટલે પાણીપુરી તો બનતી હૈ બહુ એટલે બહુ પાણીપુરી એમાંય રગડા પુરી એક નંબર હોં બહુ મજા આવી જાય ખાવાની એમાં મને તો મૈસુર મસાલા ઢોસા બહુ ગમે છે પછી ફાઈવ સ્ટાર હોટલની વાત કરીએ તો તો એમાં મને જે અહીંયા જોવા જઈએ તો બટર પુલાવ બટર પુલાવ રસમ રાઇશ વાહ અને હોટલ અને ઢાબાની જે કહી શકીએ ને કે આમ ટેસ્ટમાં અલગ અલગ ડિફરન્ટ જે હોય છે ટેસ્ટ એમાં મને ધાબાનો ટેસ્ટ હોય છે ને એ ખૂબ જ ગમે છે વાત કરીએ આપણે ઢાબાના ખાવાની તો એમાં જે પણ બનાવ્યું હોય ને ખાટલા ઉપર પલાઠી વાળી અને આરામથી જે દેશી સ્ટાઈલમાં ખાવાનું જે ખાઈ શકીએ આપણે ભાણું એ હોટલમાં નથી મજા આવતી એમાં પણ કપલ્સ હોય કે મિત્રો સાથે આપણે જમવા જઈએ એ તો પછી કેટલું ખવાઈ જાય બિલ આવે ન ત્યારે જ ખબર પડે અને હોટલ કરતાં ઢાબો સસ્તું પડે અને સારું પડે છે સો ઓફ કરવા માટે હોટલ બનાવી હોય છે પણ તેનાથી સારું અને સસ્તું છે ને ઢાબા ઉપર આપણાને મળી જાય છે એટલે હું તો સજેસ્ટ કરીશ કે ઢાબા ખાવા ઢાબા ઉપર જે ખાવાનું મળે છે એને આપણે ખાઈ શકીએ છોકરીઓ છે એ ખૂબ જ છે ને પાણીપુરી લવર હોય છે એમાં પણ જે ઠેલાની પાણીપૂરી હોય છે એવી હોટલ કે મોટી મોટી રેસ્ટોરન્ટમાં જે પાણીપુરી આપણને આપીએ આપ ત્યાં પચાસ કે સો રૂપિયાની છ પાણીપુરી અને આપણે ઢાબા ઉપર કે પછી ઠેલા ઉપર ખાઈએ વીસ રૂપિયાની છ કે સાત પાણીપુરી મળે છે આપણને એ પણ અલગ અલગ ચટણી અલગ અલગ ફ્લેવર સાથે જે ખાવાની મજા છે ત્યાં હોટલમાં આવી મજા આવતી નથી ભાઈસાબ મૈસુર મસાલા ઢોસા હોય કે પછી નાન હોય એ જે ખાવાની મજા પડે છે એવી છે ને ઢાબાની મજા છે તેવી હોટલમાં નથી એક નંબર છે બીજી વાત કહું તો જે કચ્છની દાબેલી છે જે બહુ ફેમસ છે એમાં પણ મોહન દાબેલી જે સૌથી વધારે ફેમસ છે એ જે એકવાર ખાય ને બીજીવાર કચ્છ જરૂર જાય એક નંબર હોં બીજું આપણે કહીએ તો સાઉથ ઇન્ડિયન જે ખાવાનું છે એમાં મૈસુર મસાલો ઢોસો જે ઘણાં બધા લોકોનો જે ફેવરિટ હોય છે અને એમ જે નારિયેળની ચટણી હોય છે તો યમી બહુ એટલે બહુ મજા આવી જાય છે ખાવાની આપણું ગુજરાતી ભાણું છે જે ગુજરાતી ડીશ એમાં આપણાને છે ને ઊંધિયું અને ચાપડી વઘારેલો રોટલો ભાઈસાબ મસાલા કાઠિયાવાડી ખીચડી ગિરનારી ખીચડી માઇકાના પુડલા અરરર આટલું બધું જમવાનું મળી જાય ખાલી વાત કરતા જ આટલું બધું છે ને મજા આવી ગઈ છે અને મોઢામાં પાણી આવી ગયું છે તો ખાવા ટાઈમે તો એમાંય દોસ્તારો હોય ચાર પાંચ અને ગ્રુપ આખું ખાવા ગયું હોય અને જો આપણે ખાવાનું ને જો ઢાબા ઉપર જો ખાધું હોય ને ખુલ્લેઆમ મોજ મસ્તી કરતા એવી હોટલમાં મજા ન આવે આપણને બહુ એટલે બહુ મજા આવે છે ઢાબા પર ખાવાની દોસ્તારો સાથે ફેમિલી સાથે એન્જોય કરતા કરતા ઘણું ખવાઈ જાય છે શું કરું હવે ખાવાનું તો આપણે જીવીએ જ ખાવા માટે છીએ કમાઈને ખાઈ જવાનું બીજું શું કહેવાય સરસ છે જમવાનું ખાવું પડે ક્યારેક ક્યારેક તો ખાવું પડે રોજ ન ખાઈએ તો કાંઈ નહીં પણ ક્યારેક ક્યારેક તો મિત્રો સાથે કે ફેમિલી સાથે બહારનો પ્લાન બનાવવો જ પડે